આપણા ધર્મમાં એવું કહેવામાં આવે છે કે શિક્ષણ છે એ પણ લેવું જોઈએ પહેલાંના જમાનાના કોઈ હતા કે શિક્ષણ હતું એ ઋષિ મુનિઓ અને એ લોકો જ આપતા હતા એ પણ સારું હતું ઋષિઓ આપણે ગણવામાં આવતા કે ઋષુ આપણને શિખવાડવા આવતા કે આપણો ધર્મ છે એ શ્રેષ્ઠ છે એ સાચી જ વાત હતી પહેલાંના જમાનામાં લોકો એવું પણ ગણતા કે આ ધર્મ સારો છે આ ધર્મ આવો છે પણ એવું અત્યારના શિક્ષણ પદ્ધતિમાં એવું ગણવામાં આવતું નથી બધા ધર્મ સારા છે સરસ છે એવા જ ગણવામાં આવે છે અત્યારની શિક્ષણ પદ્ધતિમાં એવું ગણવામાં આવે છે

બધા માણસો સમાન છે બધા ધર્મો પણ સમાન છે પોત પોતાના ધર્મને પાલન કરવાનું આવે છે અને આપણે એવું ગણવામાં આવે અને બધા શિ શિક્ષણ પદ્ધતિમાં ગણવામાં આવે તો બધા જો જૈન લોકો છે તો એ લોકોની પણ એના લોકોના જે સંસ્કારને એ બધું છે એ લોકોની પણ પાઠશાળાઓ ઘણી હોય છે અને જે ઘણા લોકો છે પુષ્ટિ સંપ્રદાયમાં હોય છે એ લોકોની પણ પાઠશાળાઓ છે થોડું સંસ્કૃતનું પણ એમાં જ્ઞાન આપવામાં આવે છે એના શ્લોક પણ બોલાવામાં આવે છે અત્યારની જે શિક્ષણ પદ્ધતિ છે એ પણ સર્વશ્રેષ્ઠ જ છે અને પહેલાંની હતી સર્વશ્રેષ્ઠ જ હતી પહેલાં ઋષિમુનિઓ લોકો બધા એને લોકોને ભણાવી અને બધું જ્ઞાન આપતા હતા એ પણ સારું જ હતું અત્યારની જે શિક્ષણ પદ્ધતિ છે એ થોડી અઘરી છે પણ સારી છે ધર્મ પ્રત્યે એને થોડુંક આગળ વધારવાની જરૂર છે ધર્મ વિશે શિક્ષણ પદ્ધતિની વાત કરવામાં આવે તો અત્યારે જે ગીતાના પાઠ થોડા ઘણા ભણતરમાં લેવામાં આવે છે એ સારું છે અભ્યાસક્રમમાં ગણીએ તો ગીતાના થોડા અધ્યાયો છે એ પણ લેવાના છે એ પણ આવે છે ધોરણ છઠ્ઠા ધોરણથી પણ એ સારું છે આપણી શિક્ષણ પદ્ધતિ છે પણ સારી છે પહેલાની જે ઋષિમુનિઓ ભણાવતા હતા એ પણ સારું શ્રેષ્ઠ જ ભણાવતા હતા પણ ત્યારે એ સંસ્કૃતનુંને એ બધાનો વધારે ઉપયોગ થતો હતો અત્યારે સંસ્કૃતનો ઉપયોગ થાય છે પણ થોડો ઘણો થાય છે થોડા અંશે જ થાય છે શ્લોકોને એ બધું આવે છે પણ સંસ્કૃત છે એ પણ સારું છે આપણે એવું ગણવામાં આવે જે જીવનમાં સમાજ વિશે આપણે ઘણો દૃષ્ટિકોણ આપણો કેવો છે પહેલાંના લોકો બધા અલગ અલગ ધર્મના હતા તો કોઈ તુચ્છ છે કોઈ નાની જ્ઞાતીનો છે કોઈ મોટી જ્ઞાતિનો છે એવું ગણવામાં આવતું પણ અત્યારે જે શિક્ષણ પદ્ધતિમાં એવું ગણવામાં આવતું નથી અને એ લોકોને શિક્ષક પણ એવું જ કે છે કે જે લોકો છે કે એવા કોઈ નીચી જ્ઞાતિના હોય છે એ પણ સારા છે આ લોકો પછી બધા ધર્મ પણ સમાન છે ત બધા માણસો પણ સમાન અને સ સરસ સારા જ છે એવું ગણવામાં આવે છે બધા ધર્મના લોકો એ અને બધાને પોત પોતાની રુચિ પ્રમાણે ધર્મ પાળવાનો પણ ભારતમાં અધિકાર છે એ પણ સિસ આપણી શિક્ષણનીતિમાં કહેવામાં આવે છે ધર્મ છે એ પણ શ્રેષ્ઠ છે એ પણ ગણવામાં આવે છે પોત પોતાને જે ધર્મ પાળવો કોઈ સ્વામિનારાયણના કોઈ એવું હોય તો કોઈ સ્વામિનારાયણનો ધર્મ પાળે છે કોઈ હોય છે પુષ્ટિ સંપ્રદાય લેવાય બ્રાહ્મણ જાય છે સ્વામિનારાયણમાં પણ જાય છે જૈન લોકો જૈનના દેરાસરોમાંને એ પ્રમાણે દર્શન કરે છે એમ અલગ અલગ ઘણા ખરા હરે રામ હરે કૃષ્ણનો ધર્મ પણ છે એવા ઘણા ખરા ધર્મો છે એ લોકો બધાને છૂટ છે કે જે ધર્મ પાળો છો એ બરાબર છે પોતાના નિયમો અને બધું સારું છે પણ એવું ગણવામાં આવે કે બધાના દૃષ્ટિકોણ અલગ અલગ હોય છે કે આ ધર્મ છે આવો ગણવામાં આવે છે આપણી જે પેઢી છે એ બધાને સે સારું ગણવામાં આવે છે એ સારું છે એ બધા લોકો સારા છે બધા લોકોનો ધર્મ અલગ છે પણ આપણી પહેલાંની જે લોકો હતા એના નીચી જ્ઞાતિના લોકો શ્રેષ્ઠ નથી હોતા આ લોકો હોય એવા છે એવું ગણવામાં આવતું પણ એ સારું નહોતું પણ હવે આપણા આપણા જે પેઢી છે એટલે આપણે સારું ગણીએ છે એ સારું છે એવું ગણવામાં આવે છે કે જે જે ભંગી વર્ગ છે એ બધા ઓલા હોય નીચી જ્ઞાતિનો વર્ગ છે એ લોકો જે આ બધું કામ કરે છે એટલે એ લોકો તુચ્છ છે એવું ગણવામાં લોકો ગણતા હતા પણ અત્યારે એવું કંઈ રહ્યું નથી બધા લોકો પોત પોતાના ધર્મ માટે શ્રેષ્ઠ જ છે અને જે એનું કામ છે એ કરે છે બસ આપણે અત્યારે શિક્ષણનીતિમાં પણ એવું જ ગણવામાં આવે છે શિક્ષક છે એ એવું ગણવામાં આવે છે કે સર્વધર્મ સમ્માન છે સર્વધર્મ શ્રેષ્ઠ છે એવું જ ગણવામાં આવે છે એટલે કોઈ બધાના જો મુસલમાન છે તો એનો કુરાનમાંથી બધું ગણવામાં આવે છે આપણે છે ગીતાજી છે તો ગીતાજીના પાઠને બધું કરવામાં આવે છે એવી રીતે અલગ અલગ બધે પુસ્તકો બધાના હોય છે જૈન લોકો છે તો એનું પણ એનું પુસ્તક હોય છે એ લોકો પણ એવું કે છે ખ્રિસ્તી લોકો છે તો એનું બાયબલ છે તો એના લોકોના પણ અલગ અલગ નિયમો હોય છે કે કે કેવી રીતે બધું કરવું પાઠ પાઠ પૂજા કરવી બધા એ આપણા ધર્મમાં આવે છે એવી રીતે જે જે લોકો મુસલમાન છે એ લોકોને જ એવું કંઈ શુક્રવારે હોય છે તો એ લોકો પોતાના નમાઝને એ બધું પઢે છે સાંજ થાય તો નમાઝ પઢે છે જે આપણે ઘરે કેમ ઘરે લોકો દીવાબત્તી કરે છે ગુજ આ સૌરાષ્ટના માણસો એટલે મિન્સ કે પુષ્ટિસન સંપ્રદાયવાળા છે એ લોકો ઘરે કેવું છે કે સવાર સાંજ ઘરે દીવાબત્તી કરે અને પોતાના જે પાઠ છે માળા છે એ બધું કરે એ પણ સારું જ છે સર્વધર્મ છે એ સમાન જ છે શું તમારા ધર્મ માટે આપણે કોઈ એવું ગણે કે તારો ધર્મ નથી સારો એવું કોઈ કહેવાની જરૂર નથી બધા સર્વધર્મ સમાન છે અને એવું જ આખા ભારતમાં ચાલે તો વધારે સારું છે